મેં સુરતમાં આવીને હોળી નવરાત્રી ઉત્તરાયણ ગણેશ ચતુર્થી એવા અનેક તહેવારો ઉજવ્યા છે પણ આ બધા તહેવારોમાં ઉત્તરાયણનો તહેવાર મારી માટે સૌથી ફેવરેટ છે કારણ કે ઉત્તરાયણ જે દિવસે હોય એ દિવસે સવારના અમે લોકો છ વાગે ઉઠી જઈએ પછી નાહી ધોઈને અમે લોકો આરામથી ધાબા પર જઈએ ત્યાં અમે લોકો પેલા પતંગ ચગાવીએ પછી થોડો રેસ્ટ લઈએ અને પછી અમે સેવ ખમણી ખાઈએ અને પછી અમે ત્યાં જ્યુસ પીએ પછી પાછા અમે લોકો થોડી વાર પતંગ ચગાવીએ પછી અમે રેસ લઈએ અને પછી અમે લોકો ત્યાં થોડી ઈન્જોય કરીએ થોડું વાતું ચીતું કરીએ થોળું ડાન્સ બાંસ કરીએ અને પતંગ ચગાવીએ પછી પતંગ કાપીએ પછી કાપ્યો છે એ તે જોરથી થોડી બૂમ પાડીએ સેલ્ફી ખેંચીએ થોડું ઈન્જોય કરીએ અને હું ત્યાં અમે સાથે વો બધા વાતું ચીતું કરે વાતું ચીતું બી કરીએ છીએ અને મૂવી બી બધું જોઈએ છીએ અને પછી સાંજના અમારે જમવાનો પ્રોગ્રામ હોય છે તો બધા બિલ્ડિંગવાળા અમે લોકો ઉપર ત્યાં જઈએ સાથે મળીએ વાતચીત કરીએ અમે લોકો મ્યુઝિક ચેર બધું રમીએ પછી અમે લોકો રાતનું બધા જમવાનું ત્યાં ઉપર સાથે કરીએ બધા જમી કરીને વાતુંચીતું કરે પછી પાછી થોડી વાર પતંગ ઉડાવીએ ઈન્જોય કરીએ વાતુંચીતું કરીએ ને પછી એ રીતે અમે ઉત્તરાયણનો આનંદ આખો દિવસ માણીએ છીએ અને ઈન્જોય કરીએ છીએ